હા ફોનપે એપમાંથી વાત કરી રહ્યા છો ગ્રાહક સેવામાંથી હા હું નિધિ સુપલ વાત કરી રહી છું અઠવાડિયા પહેલાં મેં રિચાર્જ કરાવેલું તમારા એપ્લિકેશનમાંથી હા હા મારી એક મેડમ છે ત્યાં એક મેડમ છે એમનું નામ યાદ નથી આવતું મને પણ એ મેડમ જોડે મારી વાત થઈ તી તો એમણે કીધુ તું કે અઠવાડિયામાં તમારા પૈસા પાછા આવી જશે એમ હા હા હા હા સર હું તમને આખું પરિસ્થિતિ જણાવી દઉં કે મેં ફોનપેમાંથી રિચાર્જ કર્યું તું મારે જીઓનું રિચાર્જ કરવાનું હતું ને ભૂલથી મારે બીએસએનએલનું રિચાર્જ થઈ ગયું તું હા તો એ ત્રણસો ને નવ્વાણુંની રકમનું બેલેન્સ હતું સર હા હા સાહેબ પણ મેં છે ને અઠવાડિયા પહેલાં આ કંપલેન કરેલી છે ને હજુ હજુ સુધી મને છે ને અત્યારે કોઈ તમારા ત્યાંથી જવાબ નથી મળ્યો મારા અકાઉન્ટમાં પૈસા આવી જશે એમ કીધું તું પણ હજુ લગન મારાં અકાઉન્ટમાં કોઈ પૈસા આવ્યા નથી

હા એ મારો જે પણ ફોનપેની આઈડી જે છે બરાબર હા બી ચાર શૂન્ય પાંચ ત્રણ બે એક એચ આર

હા એ મેં મેડમ જે એક હા એક મિનિટ હા મેં એમનું નામ લખેલું છે તો મને હું તમને કહું બે મિનિટમાં હા તો એ એ મેડમનું નામ રુચિ રુચિ મેડમ છે બરાબર તો એ રુચિબેન જોડે મારી વાત થઈ તી અને મેં એમને મારું જે ફોન નંબર છે એ પણ જણાવ્યો તો અને જે ફોનપેની આઈડી છે એ પણ જણાવી તી હા અને કેટલાં રકમવાળું બેલેન્સ હતું એ પણ મેં જણાવેલું અને એમણે મને હા મને એમ કીધું તું કે અઠવાડિયામાં તમારું જે રિચાર્જ છે એ તમારા અકાઉન્ટમાં પૈસા પાછા થઈ જશે હા અને તમારા જે ફોનપેમાં ફોનપેમાં જે નંબર બતાવે છે ગ્રાહક સેવાના તેમાંથી ખાલી એક જ નંબર લાગે છે અને ત્રણે ત્રણ નંબર તો લાગતા જ નથી સાહેબ આ લાગતા નથી તો કેમ રાખો તમે મોબાઇલમાં નંબર ના પણ એવું ન હોય ને સાહેબ ક્યારેક આ ફોન તો હા હું કાલની ફોન કરું આ નંબર પણ કોઈ ઉપાડતું જ નથી આ નંબર અને બીજા નંબર જે છે એ તો લાગતા જ નથી એમ હા તો લાગે એવા નંબર રખાય કે નહીં સાહેબ તમારે હા વાંધો નહીં એપ્લિકેશન એવું તો કંઇ કીધું નહોતું કે ઍપ્લિકેશન લખવી પડે ને આપવી પડે હવે રિચાર્જ ત્રણસો નવ્વાણુંમાં શું મારે એપ્લિકેશન આપવી સાહેબ દસ વખત તો મેં ફોન કર્યા છે હં હં હા હા હા તો ઠીક છે વાંધો નહીં સાહેબ બરાબર હા તો એનો જે સ્ક્રીન શૉટ છે બરાબર ઓકે વૉટ્સઅપ પર મોકલી દઇશ તમને વૉટ્સઅપ વૉટ્સઅપ પર નહીં અચ્છા તો ફરજિયાત મેલ કરવો પડશે કેમકે મેલ બેલ કરતાં મને આવડતું નથી ઓકે હા તો વાંધો નહીં તમારા જે મેલ આઈડી છે બરાબર એ તમે મને જણાવી દો તો હું એના પર છે ને બધા હા એ સ્ક્રીન શૉટ મોકલી આપીશ રિચાર્જનું હા અને આ કેટલા દિવસમાં આવશે કેમકે અઠવાડિયું તો મને કીધું તું તો અઠવાડિયા ઉપર થઈ ગયું અઠવાડિયાની ઉપર બે દી થઈ ગયા હજુ લગન આવ્યા નથી પૈસા મારા અકાઉન્ટમાં હા ભલે હોં સાહેબ હા હા હા વાંધો નહીં સાહેબ મોકલી આપું બરાબર તમને હા અને બે દિવસમાં આવી જશે પાક્કું ને આ હોં ભલે સાહેબ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર